હા મેં શિક્ષણ માટે લોન લીધેલી છે અને મને જ્યાં લગીન જાણ છે ત્યાં લગીન અમારા ગ્રામીણ વિસ્તારમાંથી જે બેન્ક છે તેમાંથી મળી હતી એસબીઆઈ કે અન્ય કોઇપણ જગ્યાએ ગમે તે એરિયામાં ગમે તે બેંકમાંથી લોન મળી શકે છે પણ તેના કાગળિયા જે કરવાના હોય છે તે બહુ જ ઓકવર્ડ છે એટલે કે કહેવાનો મતલબ કે એ કાગળિયા આપણે અમુક અમુક જગ્યાએ કે અમુક વિસ્તારમાંથી લાવવાના રહેતા હોય છે એ કર્મચારીઓ જોડે સહી સિક્કા અને બીજું વગેરે પ્રોસેસ રહેતી હોય છે જો આપણે શિક્ષણની લોન જોઈતી હોય ને તો શિક્ષણ માટે અમુક વ્યાજદર ટકા કે ઓછો હોય છે પણ અમુક જગ્યાએ ઊંચો હોય છે એસબીઆઇમાં લેવી એ સારી બાબત છે એસબીઆઇમાંથી ઝડપથી મળી જતી હોય છે અને તેના કાગળિયા કે ડોક્યુમેન્ટ ખૂબ જ અમુક પ્રકારની પ્રોસેસ જે હોય એ આપણે પૂરી કરવાની જ હોય કારણ કે પૂરી ના કરીએ તો લોન મળે નહીં અને લોન માટે અમુક આપણે કોલેજમાંથી કે પછી અમુક ઘરનાં કે અંદરના ડોક્યુમેન્ટ્સ માગતા હોય છે અને જરૂરી જ છે અને આપવા જ જોઈએ